હા સર જીઓ કસ્ટમર કેરમાંથી વાત કરી રહ્યા છીએ હું તમારી શું સહાયતા કરી શકું છું ઓકે અને તમારો આ જ નંબર છે જીઓ માટેનો ઓકે અને તમને નેટવર્કમાં સમસ્યા આવી રહી છે કે હ ડેટા ચલાવવામાં ઓકે એક મિનિટ સર હું ઓકે હું તમારા નંબર પર ચેક કરી રહી છું હા સર તમારો આ નંબર પર હું ચેક કરી રહી છું એમાં તમારા એરિયાનું નેટવર્કિંગ તો બહુ જ સારું છે હા તો તમને ઇન્ટરનેટમાં સર્વિસ ઇન્ટરનેટ સર્વિસમાં પ્રોબ્લેમ આવી રહી છે રાઇટ ઓકે હ સર તમારો ફોન સ્પીકર પર કરો અને હું તમને જે સેટિંગ્સ કહું છું એ સેટિંગ્સને તમે ઓન કરો સેટિંગ્સમાં જઈને લોકેશન તમારે ઓન કરવાનું છે રોમિંગ ઓન કરવાનું છે હા હા હવે એની પર તમને ત્યાં જ્યાં તમારું નેટવર્ક બતાવી રહ્યું છે ત્યાં જ તમને એલ ટી ઈ લખેલું આવે છે ઓકે અને હ તો પણ હું તમને એક સેટિંગ મોકલી આપું છું તમારા આ જ નંબર પર એ કોલ કોલ કટ કર્યા પછી તમારે એ સેટિંગ્સને એક્સેપ્ટ કરવાનું છે કે જેથી તમારા આ જે નેટવર્કની સમસ્યા તમને આવી રહી છે એ હવે આગળથી નહીં થાય હા સર ઓકે તમારે બીજું કોઈ પ્રોબ્લેમ છે સર ઓકે જીઓ કસ્ટમર કેર પર કોલ કરવા માટે ધન્યવાદ